હં મારી વાત હેત બારોટ સાથે થઇ રહી છે હા તમે એચપીના શોરૂમમાંથી બોલી રહ્યા છો કસ્ટમર સર્વિસ સેન્ટરમાંથી લેપટોપ સર્વિસ સેન્ટરમાંથી એટલે એક્ચુલીમાં મેં લેપટોપ લીધું હતું થોડા સમય પહેલાં એક બે ત્રણ મહિના પણ થયા છે હજી અને મારે લેપટોપમાં છે ને થોડુંક હેન્ગ બહુ મારે છે ને એમાં અમુક અમુક પ્રોગ્રામ નથી થતા અને મારે જે કામનું હતું એ બધું રહી જાય છે અને બધા બહુ ઈશ્યુ થઇ રહ્યા છે અરે એચપીનું વિક્ટસ છે હા એ જ એચપીનું વિક્ટસ છે ને ઓગણીસ સાતે લીધુ હતું

હા સર મારી પાસે વોરંટી કાડ છે ને મારે યુઝ યુઝ આવી રહ્યો છે એટલે એ એક્ચુલીમાં છે ને એ બહુ સ્લોલી સ્લોલી ચાલે છે કેમ કે જો મારે એક મારા બ્રધર પાસે બી લેપટોપ છે તો એના લેપટોપમાં ને મારા લેપટોપમાં એનું મારા કરતાં બી જૂનું છે તો બી એનું સારું ચાલી રહ્યું છે અને મારામાં બહુ ઇસ્યુ થઇ રહ્યા છે કેમકે જો હું વિન્ડોઝ ઓપન કરું તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપન કરું તો બી નથી થતું એમાં એક્સલ યુઝ કરું તો બી નથી થઇ રહ્યું એટલે થાય પણ એકદમ સ્લોલી સ્લોલી થાય ને આમ સરખું ચાલતું નથી એટલે મને મારે કામમાં બહુ લેટ થાય ને એટલે

હા સર એટલે એ તો એમાં કંઈ ચાર્જ બાર્જ નથી ને એક્સટ્રા અચ્છા ઓકે તો આપ કેટલા સમયમાં આવશો હા એટલે મેં તમને જે કંપ્લેન કીધી એ તમે રજીસ્ટર કરી દો તો તમે કેટલા સમયમાં આવશે તમારા માણસો ઓકે સર થેન્ક્યુ સર આપનો આભાર યશરાજ પ્રજાપતિ

પ્રોપર એડ્રેસ તો જે એમાં બિલમાં જ છે હા ઓકે ઓકે થેન્ક્યુ સર આભાર આપનો